અમારા વિસ્તારમાં જાણીતા સિનેમા થિયેટર કોસમોપલેક્સ છે પછી રાજેશ્રી ટોકીઝ છે પછી નીલકંઠ ટોકીઝ છે ધરમ ટોકીઝ છે આઈનોક્સ છે કોસમોપ્લેક્ષ તો છે જ એમાં સારા સારા મૂવી બતાવે છે સારી સારી એડવર્ટાઇઝ પણ બતાવે છે અને ખાસ વાત કરું તો હમણાં ગ્રીન લીફમાં પણ બહુ સારું એવું એક થિયેટર બન્યું છે અને એને કારવાં કરીને છે અને અમે ફિલ્મ તો ઘણીવાર જોવા જઈએ છે મારા મિત્રો સર્કલ છે ફેમિલી છે પછી સગાંવહાલાં આવતા હોય તો એની સાથે પ્લાન બનાવીને જવાનું પસંદ કરતા હોય છે જો કોસમોપ્લેક્ષમાં વિચારું ને તો હું ત્યાં ઓછામાં ઓછો દસથી બાર વાર મૂવી જોવા ગયો છું અને ત્યાંની સિટિંગ વ્યવસ્થા સારી છે ચોખ્ખાઈ એટલી સારી છે અને હા ધરમ ટોકીઝની વાત કરું ધરમ ટોકીઝ તો અત્યારે બંધ થઈ છે અરે એની જગ્યાએ અત્યારે આઈનોક્સ છે એ પણ બહુ સારી છે એટલે ત્યાં પણ વ્યવસ્થા સારી છે નીલકંઠ ટોકીઝની વાત કરો તો બહુ આપણે રાજકોટની જૂની ટોકીઝ કહેવાય પણ હવે અત્યારે બંધ પડી ગઈ છે અને આ રાજકોટમાં બહુ જૂની એક ટોકીઝ પણ હતી પ્રહલાદ ટોકીઝ એ પણ બહુ સારી હતી પણ હવે વર્ષો જતા એ બંધ પડી ગઈ છે અને હા હમણાં જ છેલ્લે મેં મૂવી જોયું આપણે સ્ત્રી સ્ત્રી મૂવી બહુ ગજબનું મૂવી જ્યાં તમે વિચારો કે સીનેપોલીસ સીનેપોલીસમાં જોયું હું ને મારો મિત્ર ગયા હતા અને સાથે બહુ દાંત કાઢવાનું હસવાનું મૂવી હતું અને સાથે સાથે બીક પણ લાગે એવી મૂવી હતી એટલે કહેવાયને કે આપણને પાંચ પાંચ મિનિટે બીક બિવડાવીય દે ને હસાવી ય દે એવું મૂવી અને બીજી વાત કરું કે મૂવી તો કેવું છે કે નાનપણ નાના છોકરાથી માંડીને મોટા સુધી બધાંને ગમે એટલે જોતું રહેવાનું મૂવી બીજી